હા ભાઈ મારું પાર્સલ તમે લાવ્યા છો ને હા તો હું તમને જગ્યા સમજાવું છું તમે એ રીતે તમે હમણાં ક્યાં ઊભા છો અચ્છા તમે પાર્લે પોઈન્ટ પર ઊભા છો પાર્લે પોઈન્ટ એટલે ઘોડદોડ રોડની શરૂઆત કહેવાય એજ રોળ પર તમે સીધા સીધા ક્યાં તો ત્યાં કોઈને બી પૂછો કે રંગીલા પાર્કસ બાજુ જવાનો રસ્તો રંગીલા પાર્ક બાજુ જવાના રસ્તા પર તમે સીધા સીધા થોડા આગળ આવશો તો બે ચાર એક ચાર રસ્તા બીજા ચાર રસ્તાને ત્રીજા ચાર રસ્તા પર ત્રીજા ચાર રસ્તા પર તમને તમારા ડાબા હાથ પર દેખાશે પીઝા હટ અને જમણા હાથ પર વંચાશે શિવ શક્તિ શિવ શક્તિની ગલીમાં તમે આવો અને જમણી બાજુ વળી જજો એટલે ત્યાં જ જે બિલ્ડિંગ છે તે મારું બિલ્ડિંગ છે તમને મળી જશે અને કશે પણ અટવાઓ તો મને ફોન કરી શકો છો